બાળકો તેના મુક્ત સમયમાં મનોરંજન માટે ઘણું બધું કરતા હોય છે જેમ કે તે પોતાની પરિસ્થિતિ અને સ્થળ પ્રમાણે કરતા હોય છે જેમ કે આજના બાળકો ઘરે હોય છે તો મનોરંજન માટે મમ્મી પપ્પા કાં તો પોતાના પર્સનલ ફોનનો ઉપયોગ કરે છે જે માટે વધારે પડતી ગેમ રમતા હોય છે જેમ કે આજે વધારે પડતી ગેમ રમાતી ફ્રી ફાયર છે પબજી છે ઓનલાઈન ગેમનો વધારે ઉપયોગ કરે છે પોતાનાં મનોરંજન માટે ખરેખર તે ગેમ રમવી એ બાળક માટે નુકસાનદાયક છે તેઓ એના કરતાં મોબાઇલ સિવાય કંઇક બીજો ઉપયોગ કરે તો એના માટે વધારે સારું કહેવાય ગેમ ફોનમાં કાં તો પછી વધારે પડતી વેબ સિરીઝ જુએ છે ફિલ્મો જુએ છે આજના બાળ નાનાં બાળકો જ્યારે યુટ્યુબ પર જે વધારે પડતો ફોનનો જ મનોરંજન માટે ઉપયોગ કરે છે યુટ્યુબમાં પેલાં કાર્ટૂન આવે છે એનો ઉપયોગ કરે કાં તો જ્યારે કોલે કોલેજના બા લોકો ફિલ્મો જુએ છે આમ મૂવી જુએ છે વધારે પડતા મનોરંજન માટે ઉપયોગ કરે છે કાં તો કોઈ ગેમ છે કોઈ રમત છે જેમ કે ક્રિકેટ છે ક્રિકેટની કાંઈ સિરીજ છે ટેસ્ટ મેચ વન ડે વલ કપ વધારે પડતા જે ક્રિકેટ પ્રેમીઓ છે તે મનોરંજનના ટાઈમમાં ક્રિ ક્રિકેટ જોવાનું વધારે પસંદ કરે છે તો જો કોઈ બાળકો હોસ્ટેલમાં હોય અને ત્યાં તેનો ફોનનો ઉપયોગ ન હોય તો તેઓ રૂમમાં બેસીને બૂક હોય છે તેમાં કોઈ ગેમ રમે છે કાં તો કંઈ એમ બહાર ફરવા જાય છે ફોન વગર રમવા માટે ગ્રાઉન્ડ પર ઘણી બધી ગેમો છે ગ્રાઉન્ડ પર જેવી કે ક્રિકેટ છે ખોખો છે વોલીબોલ કબડ્ડી ગિલી ડંડા લખોટી એનો ઉપયોગ વધારે કરે છે બાળકો એ રીતે મનોરંજન કરે છે બાળકો પછી મનોરંજન માટે જો કોઈ શહેરનાં કોઈ બાળકો હોય તો આજુબાજુ કોઈ થિયેટર છે તો ત્યાં તે મૂવી જોવાનું પસંદ કરે છે બીજું તે આજુબાજુ કંઈ પાર્ક છે બગીચો છે તો ત્યાં તે ફરે છે જાય છે ગેમ રમે છે ફોટા લે છે એવી રીતે પોતાનું મનોરંજન કરે છે

પછી જ્યારે આજના જ મનો મનોરંજન માટે જે ફોનનો જ ઉપયોગ થાય છે જ્યારે અમે જ્યારે નાના હતા ત્યારે ઘણા બધા ઉપ ઉપાયો હતા મનોરંજન માટે આજકાલ જે ફોનનો જ અત્યારે ખાલી ફોનનો જ ઉપયોગ કરે જે શરીર માટે આંખ માટે કાન માટે ખરાબ છે જ્યારે ન અમે નાના હતા ત્યારે ફોનનો ઉપયોગ નહીં કરતા ત્યારે મેદાન પર જતા ગેમ રમતા ઘરે રમતા બધાય ફ્રેન્ડ લોકો ભેગા મળતા એવી રીતે ઉપયોગ કરતા હતા રમ રમતમાં અને મનોરંજન માટે કાં તો પછી નાના હોય ઘરે હોય ફોન ના હોય ટીવી ના હોય તો ફ્રી ટાઈમ હોય તો વડીલો હોય જેમાં મમ્મી પપ્પા દાદા દાદી નાના નાની એ લોકો પાસે જઈએ એ લોકો પાસે આમ પહેલાંના જ સમયની વાર્તાઓ સાંભળતા કંઈક નવી નવી જૂની વાતો કરતા હતા સારી ખરાબ દાદા લોકો એમના સમયના વાર્તા કરતા હતા એ લોકોના સમયે કેવી સુવિધા હતી શું કરતા શું નહીં કરતા એ રીતે પોતાનો નો ટાઈમમાં જે થતું એ બધું કહેતા ઘણી બધી વાર્તાઓ કહેતા એ રીતે મનોરંજન થતું બાળકોનું જ્યારે કોઈ ફેમિલી છે તો ક્યાંક મંદિર છે કાં તો કંઈ પ્રવાસ છે ટુર ટુર ઉપર જાય છે મનોરંજન માટે જેમ કે વેક દિવ દિવાળી વેકેસન છે ઉનાળુ વેકેસન છે તો વોટરપાર્ક સ્વિમિંગ પૂલ એવી જગ્યાએ જાય છે પોતાનું મનોરંજન કરવા ઘણા બધી ઘણી બધી રીતે ઘણી બધી પરિસ્થિતિમાં અલગ અલગ રીતે મનોરંજન કરવાના ઘણા બધા પ્રકાર છે તો એ રીતે ઉપયોગ કરે છે મનોરંજન માટે બાકી મનોરંજન માટે આજે હાલમાં તો ફોનમાં તો જે જોઈએ એ મળી જાય છે મનોરંજન માટે જ્યારે ફોન હાથમાં હોય ત્યારે ટાઈમની કાંઈ ખબર જ ન પડે ક્યારે ટાઈમ આવે ક્યારે ટાઈમ પૂરો થઈ જાય તો એના કરતાં ગ્રાઉન્ડ પર જાઓ જેથી શરીર સારું રહે મનોરંજન રહે ગેમ રમો વાર્તા વાંચો બૂક લખો મનોરંજન માટે ક્યારેક ફ્રી હોય કોઈ ના હોય ફોન ના હોય તો કોઈ સારી એવી બૂક હોય મોટિવેસન કોઈ વાર્તા કંઈ નોલેજવાળી તો બુૂનો ઉપયોગ કરી શકાય છે નકર કોઈ ફ્રી બેઠા હોય લખવાનો શોખ હોય તો લખવાનો ઉપયોગ કરવો જોઈએ એ ઘણી બધી રીતે મનોરંજન કરી શકાય છે બાકી ખોટો ટાઈમ ન બગડો એના કરતાં કાંઈક જીવનને લગતું સારું એવું થાય તેનો એવું ઉપયોગી કામનું કંઈક વસ્તુ કરવું જોઈએ